વાર્તાઓ કાલ્પનિક હોય કે હકીકતમાં લખાતી હોય વાર્તા છે ને એ સૌ પ્રથમ તો લોક લોક લોકો દ્વારા લોકો માટે લોકો થકી કંઠ કંઠોમાં સચવાયેલ અને પેઢી દર પેઢી ચાલી આવતી જે પરંપરા રૂઢિ રીત રિવાજો રહેઠાણની જે વાત કરે છે તેને વાર્તાઓ આપણે કહેવાય એક અમને નાની જ્યારે દાદીમા વા વાત કરતા તા તો અમને યાદ રહે કે વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા લોકોને સમજાવતા એવી વાર્તાઓ મને યાદ આવે છે કારણ કે એક વાર્તા છે એ એક લોક લોક બોલીમાં ને લોકો દ્વારા લોકો થકી થતી હતી વાર્તા કાલ્પન કાલ્પનિક રીતે પણ હોય છે વાર્તા ફ્લેશબેકની રીતે પણ લખાય છે વાર્તા એક હકીકત ઘટના તરીકેય લખાય છે ને વાર્તા એક લોકબોલીમાંય લખાય છે લોકો દ્વારા એ રચાય છે વાર્તા એક નાના હતા ત્યારે એક રાજા અને રાણીની તો વાર્તા આપણે સંભળેલી છે રાજા રાણીની વાર્તાઓ હતી અત્યારના સર્જકોની જે વાર્તાઓ છે પહેલાંના સર્જકોની જે વાર્તા છે જે મધ્ય યુગ જે સુધારા યુગ જે પંડિત યુગ ને ને આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ જેની જે જે જે યુગની જે વાર્તાઓ છે તેમાં અલગ અલગ અલગ જોવા મળે છે વાર્તાઓ જે જયંત ખત્રીની જોઈએ તો પણ કાંઈક અલગ જોવા મળે છે જયંત પાઠકને જોઈએ તો પણ કંઈક અલગ જોવા મળે છે જે જે સર્જકો જે જે યુગના જે સર્જકો છે તેમાં પણ ઘણો બધો ફેરફાર જયંત ખત્રીની વાર્તાઓ મને લોહીની સગાઈ જેવું લોહીનું ટીપું લોહી લોહીનું ટીપું જે વાર્તાઓ છે જયંત ખત્રીની તો એ વાર્તાઓમાં એ મને ઈશ્વર પેટલીકર છે જેવા જેવા સર્જકોની જે વાર્તાઓ છે તે ઘણી બધી ગમે છે ને એમાં હકીકત કે કાલ્પનિક કે ફ્લેશબેકની રીતે જે વાર્તાઓ લખાય છે તે ઘણું બધું ગમે છે ને લેખકે લેખકો એ અત્યારની કેવી વાર્તાઓ લખવી જોઈએ અને અત્યારે શું સંદેશો આપે શું વાર્તાઓ સંદેશો આપે જેમ કે પહેલાંના બાળકો છે તે પહેલાંના બાળકો બાળકો રમતગમતમાં ધ્યાન દેતા હતા અને અત્યારના બાળકો એક ડિજિટલ રીતે એક ગેમઝોન કે એક ફોનમાં પોતાનો ટાઈમ પાસ કરે છે વાર્તાનું મહત્ત્વ જે પહેલાનું જે સાહિત્ય સા સાચવવાનું કારણ એ કે આવતી પેઢી આવતા જે સમય આવ આવનારી પેઢીઓને ખબર પડે કે પહેલાંના સમયમાં આવું પણ હતું એનું કારણ એ છે કે લોક સાહિત્ય એ માટે સાચવવું જોઈએ ને લેખકો એ માટે લખવું જોઈએ મારે તો પહેલેથી ઘણા બધા લેખકો જેમ કે નર્મદ દલપતરામ નવલરામ ઘણા બધા મધ્યયુગમાં હું જોઈએ તો નરસિંહ મહેતા મધ્ય યુગની વાત કરું તો નરસિંહ મહેતા મીરાબાઈ પાનબાઈ સોનબાઈ ગંગાબાઈ ઘણા બધા મને સ્ત્રીઓ સર્જકો પણ ગમે છે સુધારા યુગની વાત કરું તો નર્મદ નંદશંકર નવલરામ મને એવા પણ સર્જક ગમે છે જે પિંગળ શાસ્ત્રના સૌપ્રથઈ પ્રથમ અનુવાદ કરનાર જે નવલરામ છે તેઓ સમાજ સુધારણા તરીકે નર્મદ એવા મને જે સર્જકો છે તેમને પણ લખવું જોઈએ ને શું કામ લખવું જોઈએ જે આવનારી પેઢીઓને કામ આવે સચવાય સાહિત્ય સચવાય તે માટે જરૂરને જરૂર લખવું જોઈએ ગાંધીજીના જે સત્યના પ્રયોગો છે તેમણે વાર્તાઓ તો નથી લખી પણ સત્યના જે પ્રયોગો છે તેની જે નવલકથાઓ છે પણ તે પણ કંઈકને કંઈક ઉપદેશ આપતા જોવા મળે છે એટલે સર્જકોએ લખવું જરૂરી છે ને ઘણું બધું લખવું જોઈએને આવનારી પેઢીને પણ જે મદદ મળે તે માટે લખવું જરૂરી છે